પહેલેથી જ અમારી શાળામાં દર વર્ષે નૃત્યનો કાર્યક્રમ થતો હતો તેમાં મને ભાગ લેવાનો ઘણો જ ઉત્સાહ રહેતો હતો તો દર વર્ષે એક મહીના પહેલાંથી અમે તેની તૈયારી ચાલુ કરી દેતા હતા અમે દ દર વર્ષે અલગ અલગ ગુજરાતી ગુજરાતી સોંગ્સ અમને આપવામાં આવતા હતા જેના પર અમારા સ્કૂલના શિક્ષકો દ્વારા જ અમને નૃત્ય શીખવવામાં આવતું હતું અમે આખો ક્લાસ નૃત્યમાં ભાગ લેતા તેમ જ એક દિવસે અમારા બધાએ બે બે ડાન્સ બે નૃત્ય બતાવવા અમારા પેરેન્ટ્સ સામે અમારે પર્ફોમ કરવાનું હોય તો દર વર્ષે અમે અલગ અલગ સોંગ અલગ અલગ ગીતો પર અલગ અલગ નૃત્ય કરતા હતા તેમા દર વખતે અલગ જાતના ગરબા હોય કે પછી વેસ્ટર્ન ડાન્સ હોય કે અલગ અલગ પ્રકારના નૃત્ય હતા પછી એક વખત મેં એક નૃત્યની કોમ્પીટીશનમાં પણ ભાગ લીધો હતો જે મારા માટે ઘણો જ નવો અનુભવ હતો કારણ કે મેં પહેલી વખત કોઈ ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો તો તે વખતે હું તે કોઈ ઈનામ તો જીતી નહોતી શકી બટ મારા માટે એ એમાંથી ઘણું બધું હું નવું શીખી હતી અને ઘણું બધા અલગ અલગ લોકોના અલગ અલગ ડાન્સ પણ જોયા હતા જેનાથી મને ઘણું શીખવા મળ્યું હતું